ગુજરાત રાજ્યમાં રમત ગમત ક્ષેત્રે આ નાગરિકોના આરોગ્ય અને સુખાકારી માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે જેમ કે દરેક ગામમાં મેરેથોન કરવામાં આવે છે અથવા કોઈ ખેલ મહાકુંભ રચવામાં આવે છે જેથી લોકો રમત ગમત ક્ષેત્રમાં આગળ વધે અને રમત ગમત ક્ષેત્રને પ્રોત્સાહન મળે તેવું કરવામાં આવે છે અનેક વિદ્યાલયમાં રમત ગમતની રાખવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ રમત ગમતમાં ભાગ લે અને તેમનું સ્વાસ્થ્ય સુધરે તે માટે રમત ગમત રાખવામાં આવે છે તેથી આપણે દવાઓ પર દવાઓ ના ખાઈએ અને આપણે એમ નેમ સારા રહીયે અને આપણું સ્વાસ્થ્ય સારું રે તે તે માટે આપણે રમત ગમત કરીએ છે અને આપણે રમત ગમત કરવાથી આપણી ચરબી પણ ઓછી થાય છે અને શરીરમાં ઘટાડો આવે છે જેથી આપણા ફિઝિક્સ સારું રહે છે અને આપણા સ્વાસ્થ્યમાં સારા ફેરફાર આવે છે અને આપણી ફિટનેસ સારી રહે છે જેથી આપણે રમત ગમત રમવી જોઈએ અને આપણા પાર્ટ અને ખેલ મેદાનોમાં પણ લોકો રમત ગમત રમતા હોય જ છીએ અને રમત ગમત આપણે ક્યાંય પણ રમી શકીએ જેમ કે શેરીમાં ગાર્ડનમાં કોઈપણ જગ્યા એ આપણે રમત ગમત રમીએ તો આપણા માટે સારું રહે છે અને આપણે રમત ગમત રમીએ તો આપણાથી રોગ દૂર રહે છે તે તેથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને વિશેષ રમતો રમે છે જેમ કે દિવ્યાંગ લોકો પણ રમતો રમતા હોય છે જેથી તેમને પણ સ્વાસ્થ્યમાં સારું રહે અને એ લોકો પણ ફિટ રહે અને હેલ્થી રહે જેથી આપણા ફિઝિક્સમાં પણ ખૂબ જે સુધારો આવે છે અને આપણને ડિપ્રેશન પણ દૂર થાય છે જેથી આપણ મગજ એકદમ શાંત રહે છે તેથી રમત રમવી ખૂબ જ જરૂરી છે